ગુજરાતની મહિલાઓ ઘણા બધા સમયથી પોતાની હસ્તકલાઓનો ઉપયોગ કરીને ઘણી બધી વસ્તુઓ બનાવીને તેનું વેચાણ કરે છે તેના દ્વારા તેમને અને તેમના પરિવારજનોને આર્થિક સહાય મળી રહે છે આ મહિલાઓ તેમના દ્વારા બનાવેલી વસ્તુઓને જુદા જુદા યોજાયેલા મેળાઓમાં વેચાણ કરી પૈસા કમાવતી હોય છે